યસ હૂઝ સ્પીકિંગ

ઓકે સર ઓકે ઓકે ઓકે હા ઓકે ઓકે સર એમા એવું છે કે આપડે કઈ સાઈડ ટ્રીપ કરવાની ઈચ્છા છે ઓકે સર હવે યુએસમાં છે આપડે યુએસમાં તો ઘણી જગ્યા છે આપડે એમ કહી કે ન્યુયોર્કની મેન મેન જગ્યા છે વોશિંગ્ટન ડીસી ને એવી ઓકે સર હવે એમાં આપડે એવું છે કે આપડે ત્રણ પ્લાન રાખેલા છે હવે પ્લાન પ્લાનમાં પ્લાન કઈ હિસાબે જે દ્રારા તમારે શું કેવાય ડીએસ રાખો છો સેવન ડેસ થઈ ગયા એટીન ડેસ ગયા પછી ટવેન્ટી વન્સ ડેસ થઈ ગયા એ પ્રમાણેની એની પ્રાઈજિંગ છે હવે એમા છે શું કે તો તમે સેવન ડેસનો પ્લાન લ્યો એલે યુએસ થી તમારે જાયું એટલે બે દિવસ તો તમે આવા જાવા જાવામાં નિકળી જસે એટલે ચાર દી ચાર દી થયા હવે ત્રણ દી તમે નયા ફરવાનું હોય એટલે તમને મેન સીટી ન્યુયોર્ક તમને ફરાવી વોશિંગ મેન મ્યુઝિમ છે આપડે એ વિજિટ કરાવીએ એક એક રેસ્ટોરન્ટમાં તમને ત્રણ રેસ્ટોરન ની તમને વિજિટ મરાવીએ જે ન્યાના ફેમસ રેસ્ટોરન્ટ હોય અને તમને ન્યાયનો એક લોકલ તમને એક ગાઈડ તમને પ્રોવાઈડ કરીએ જે તમને બધી વસ્તુ ફેરવસે અને સ્પેસલાઈજ કાર તમને મોકલાવે જે તે તમને બધી જગ્યા એ ફેરવી દેસે હવે એની પ્રાઈજિંગ છે ઓન બી એટી થાઉઝન ઈ સર એવું છે કે જે રેવા રેવા ને જમવાની સંખ્યા છે ને બધુ એ ઈ તમારે બારથી કરવું ઈ તમારે હે ને તમે જે પ્રમાણે ચુજિંગ કરો છો ને કે ભઈ મને આ જગ્યા એવું છે આ જગ્યા એ ક્ટરેમાં રેવું છે એના હિસાબે થાય કારણ કે બોઉ હેવી હારી જગ્યાએ રેવું હોય આપડે એ પ્રમાણે ગોઠવીએ કે ભાઈ આપડે જગ્યા છે આપને હારી વસ્તુ જોવી છે આપે એ પ્રમાણે ગોઠવસું હ નઈ સર સર ઈ અલગથી એડ કરવું જોસે એમા ડ્રિંગકલુજ માં શું છે ઓકે તેમને હેને કા તો તમને વિનિગ પ્રાઈજમાં ઇ પ્રમાણે છે તમને જો પાટેસ અમારે છે ને એકવાર એજન્સીમાં તમને કામ લ્યો છો ટ્રાવેલ લ્યો છો ટ્રાવેલ પેક તો એમા તમને એકવાર તમને ચાન્સ લાગી સકે તમે જાઈ સકો ફૂલ ફેમિલી સાથે એમા પાંચ લોકો ઈનકલુડ થઈ સકે ઓકે અને જ્યાં

હ સર તમે જો ડબલ પેકેજ કરાવી આપડે તો પ્રાઈજ ફૂલ વધી જાયે તો આપડે એમ કરીએ થોડું એકચેન્જ કરાવી નાખસે થોડું હા ઓલા હેને ડબલ ડબલ જેટલું નો થાય પણ આપડે હેને થોડું બોઉ વધી જાય જેનાથી પ્રાઈઝ એકસચેન્જ એટલે શું તમને પણ સારું લાગે એક પેકેજ મળી જાય અમને સારી રીતે હેન કામ કરવાનો એક મોકો પણ મળી જાય

ઓકે ઓકે સર તમે વિજિટ કરો અમે અટલામાં વાત કરીએ કે ભઈ ઈચ્છા કઈ તે બધુ ગોઠવું આપડે